મેં સૌથી વધુ વૈભવી યાત્રા તે ગીર સોમનાથની યાત્રા કરી છે તે આનંદદાયક છે કારણ કે તે ખૂબ જ ધાર્મિક સ્થળ છે ત્યાં ધાર્મિક લોકો આવે છે તે ધાર્મિક સ્થળની મુલાકાત લેવી મારા માટે ખૂબ જ આનંદદાયક છે કારણ કે હું ધર્મમાં ખૂબ જ માનું છું ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાથી મનને શાંતિ મળે છે માણસનાં શરીરમાં મનમાં જે બધી દુવિધાઓ હોય છે તે નાશ પામે છે અને તેને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે તે ધાર્મિક સ્થળો જે એકદમ શાંત મહોલ હોય છે ત્યાં ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે તેની મુલાકાત લેવાથી લોકોને આનંદદાયક અનુભવ થાય છે